એલપીજીનો ઉપયોગ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા પર પંખો ચાલતો હોય એને બંધ રાખો બીજું કે તમે જે બોડી પર્ફ્યુમ યુઝ કરો છો એને તમે ગેસના સીલીન્ડર એલપીજીના સિલિન્ડર પાસે યુઝ કરશો નહીં કારણકે એનાથી ઝડપી આગ પકડી શકે છે અને બીજું કે તમે તમારા રસોઈ બનાવ્યા બાદ તમે તમારા સિલિન્ડર અને ગેસનું ખાસ ધ્યાન રાખવું કે બંધ કરવાનું ભૂલશો નહીં કારણ કે એના કારણે બી તમારા ઘરમાં આગ લાગી શકે છે